મેં હમણાં આપની દુકાનેથી એક ઇસ્ત્રી લીધી હતી કપડાંને ઇસ્ત્રી કરવા માટેની એ ઇસ્ત્રી ખૂબ સારી છે એનો આકાર પણ સારો છે કલર પણ સારું છે એનું વાયરિંગ પણ ખૂબ સરસ છે પણ આ ઇસ્ત્રીને જ્યારે અમે ચાલું કરીએ છીએ ત્યારે જે અ ગરમ થાય એટલી બધી ગરમ ધીમે ધીમે થઇ અને ગરમ થાય છે તેથી થોડીવાર લાગે છે પ્રેસ કરવામાં અને ઇસ્ત્રીમાં ક્યારેય ક્યારેક કરંટ પણઆવે છે